હેલો નમસ્તે તમે કોણ બોલી રહ્યા છો હા તો મારું નામ પૂજા ચૌધરી છે મેં તમારા ત્યાં ફોન કરીને અઠવાડિયાં પહેલાં રુમ નોંધાવ્યો હતો મારે ત્યાં લગભગ સાતથી આઠ દિવસ રોકાવાનું થશે તે વખતે મેં તમને વાત કરી હતી પરંતુ એ વખતે હોટલમાં જગ્યા નહોતી તો શું હવે મારો રૂમ નોંધાઈ શકશે હા મારે નોંધાવવાનો જ છે એટલે જ મેં તમને ફરીથી ફોન કર્યો છે અને એક વાત એ પણ કહેવી હતી કે મારે ત્રીસ ઓક્ટોબરનાં રોજ રૂમ જોઈએ છે તો શું મળી શકશે મને એ વખતે રૂમ ચોક્કસ હા હા ચોક્કસ હા હા તો તમે નોંધી જ દો હું તેના પૈસા પણ તમને ઓનલાઈન મોકલી આપીશ મારે કેટલા પૈસા મોકલવાના છે તો મને અત્યારે જણાવો હા તો તમે તમારા નિયમો હા તો તમે તમારી હોટલના નિયમો જણાવો બરાબર બરાબર બીજા શું શું નિયમો છે બરાબર બરાબર બીજા શું શું નિયમો છે બરાબર બરાબર ને આના સિવાય બીજો કોઈ નિયમ હોય તો તમે મને જણાવો હા મને તમારી હોટલના બધા જ નિયમો માન્ય છે અને તેનું હું જરૂરથી પાલન કરીશ તો જણાવો બરાબર બરાબર તો મને તમારી હોટલના બધા જ નિયમો માન્ય છે તો તમે અત્યારે જ મારો રૂમ નોંધી લો અને સાથે સાથે પૈસા પણ જણાવી દો હા છે હા બાળકો છે બરાબર તો સારું હું તમને ઓનલાઈન પેમેન્ટ કરી દઉં છું તમે મને પેમેન્ટ જણાવી દો બરાબર છે ઓકે ધન્યવાદ